વાંચન એ મારો શોખ છે તેને લીધે મારાં રોજબરોજનાં તેમજ સર્જનાત્મક કાર્યોમાં ઘણો બધો વિકાસ જોવા મળે છે કારણ કે આપણે અવનવું વાંચીને આપણાં જીવનમાં આપણે એક તો ક્રિટિકલ થિંકિંગ એટલે કે જુદા જુદા દૃષ્ટિકોણથી વસ્તુઓને જોવાનું તેમજ જુદી જુદી વિચારધારાઓને સ્વીકારવાનું તેમજ બીજા લોકોના મંતવ્યોને કઈ રીતના ગ્રહણ કરવાં તેમજ નવું નવુ વાંચીને હિસ્ટ્રી ઇતિહાસ ફિલોસોફી બધું આપણે કઈ રીતનાં સમજીએ એ બધું આપણાં જીવનમાં ઉતારી શકીએ અને તેનાં લીધે વાંચન આ બધું વાંચનને લીધે લખવામાં તેમજ બીજી અન્ય વક્તૃત્વ વકૃત્ત્વતામાં તેમજ મારાં વ્યક્તિત્વ ઉપર ઘણો બધો અસર થયેલો છે અને એક ઉદહરણ આપું તો વક્તૃત્વ સ્પર્ધામાં કે આપણે ડિબેટમાં ચર્ચામાં જ્યારે હોઈએ છે ત્યારે આપણું વાંચન આપણને ઘણું કામ લાગે છે જેનાં લીધે આપણે સચોટ માહિતી રજૂ કરી શકીએ છીએ